હલો કોણ બોલ્યું ઓકે ઓકે હા હા હા હું એજ બોલું છું હ હ હ અરે અરે અરે તમે જરાક એ તો જુઓ કે છોકરાઓનું કેટલું ભણવાનું બગડે છે તમે ટુરમાં હમણાં શું કામ જાવ છો હમણાં વેકેશન આવશે એક પેરેન્ટ્સ તરીકે ખબર ના પડે કે તમારે આવું ના કરવું જોઈયે બિચારા બાળકો તો જતાં હોય છે હા હા

હા હા બેન તમારી વાત તો સાચી છે નહીં વાત તો હા જાણું છું પણ તમારે થોડુંક સમજવું જોએ બને તો સાત દિવસની જગ્યાએ બે દિવસનું કરી નાખો અછા બને એટલી વધારે ટ્રાય કરજો ઓકે અને જે પણ હા હા હા હા એતો કમપલસરી આપવાની જ છે એ તો અમે પહેલા ક્લાસમાં બધાને કહી દીધું છે જેટલા પણ દિવસની રાખે એ બધા ને કંપલસરી આપવાની જ છે અને તમારે પણ રૂબરૂ આવવું પડશે નહીં નહીં પર્સનલી મને જ આપવી પડશે હા હા એતો ગ્રુપમાં નખાઈ જશે પણ એનું જેટલું પણ છૂટશે એ બધું તમારે કવર કરાવી આપવાનું રહેશે એ સ્કૂલ તરફથી નહીં આવે ઓકે ઓકે સારું તો તમે ઇન્ફોર્મ કર્યું એ ઓકે ઓકે